હલો હા કિશનભાઈ કેમ છો બસ બસ મજામાં બસ આપણી પેલી જ બે વાનગીઓ રિપીટ કરવાની છે ખ્યાલ છે ને તમને હા હા જૂઓ સાંભળી લો એ ફરી એક વાર ચાર ઈંડાનો ગોટાળો કરી નાખો ગ્રીનમાં ટામેટાં બિલકુલ નહીં અને બહુ રસાવાળું નહીં રાખતા થોડું એને ઘટ્ટ કરજો બરાબર છે અને ખાવાનું લગભગ બે ત્રણ કલાક પછી થવાનું છે એટલે એ પ્રમાણે વ્યવસ્થિત પેક કરજો જેથી ગરમ રહે અને ત્યાર પછી બીજી આઈટમ હા બિરયાની કરી નાખો આપણાવાળી હા હા હા બિરયાની ટોટલ ત્રણ કરો પણ બિરયાનીમાં બી તમે એ ધ્યાન રાખજો કે ખાલી એગ યલ્લો મળે યલ્લો નહીં નાખતા વ્હાઇટમાં જ કરજો હા ના ના ના ના તીખું નહીં તીખું નહીં નોર્મલ જે આપણે મરચું રાખીએ છે એ પ્રમાણે જ બધુ બધુ તેલમાં અને બ્રેડસ ખાલી બટરમાં કરી દો ના ના કોઈ કોઈ કોઈ બ્રેડ એકસ્ટ્રા નથી કરવાનાં હા બોલી જાઓ એકવાર ઓર્ડર હા ચાર ઈંડાનો ગોટાળો બરાબર છે હા ગ્રીનમાં ગ્રીનમાં ઘટ્ટ નથી રાખ ઘટ્ટ રાખવાનો છે પાણી નથી રાખવાનું અને હા બે બિરયાની બરાબર છે બિરયાનીમાં યોક કાઢી નાખજો ખાલી વાઇટમાં મરચું એકદમ મીડિયમ રાખવાનું છે બધુ તેલમાં હા અને એડ્રેસ તો તમારી પાસે છે ને હા હા છતાં તમે એકવાર લખી લો ને જમનાનગર સોસાયટી ઘોડદોડ રોડ હા બરાબર પરફેક્ટ પરફેક્ટ ગાર્ડનની પાછળ હા લાસ્ટ ટાઈમ પેલા મહેશભાઈ આપવા આવ્યા હતા ને એમને ખબર જ છે એડ્રેસ એટલે આમ કંઈક બહુ તકલીફ નથી પણ એમને પૂછી લેજો હા હા લાસ્ટ ટાઈમ હા કૂતરાથી એવા ગભરાયેલા બરાબર બરાબર છે કાંઇ નહીં બીજાને મોકલી આપજો કંઇ વાંધો નથી આ મારા જ નંબર પર ફોન ઑલ્ટોનેટ નંબર લખી રાખો ચાલો એક એવું કરો કે કદાચ મારો ફોન આમતેમ હોય કે નહીં ઉચકાય ને તો એક ઓલ્ટરનેટ નંબર બી લખી રાખો હા હા નવ્વાણું ઝીરો નવ્વાણું પરફેક્ટ ઓકે સારું